ગુજરાતી ભાષા એ ગુજરાતની માતૃભાષા છે ગુજરાતી કવિ ખબરદારે પણ કહ્યું છે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં વસે સદાકાળ ગુજરાત ગુજરાતી ભાષા એ સમગ્ર વિશ્વમાં પોતાનું પ્રભુત્વ ધરાવે છે ગુજરાતમાં પણ એવું છે કે બાર ગાઉએ બોલી બદલાય એમ ગુજરાતમાં દરેક ખૂણે ભાષામાં વિવિધતા જોવા મળે છે જેમ કે મહેસાણામાં મેહોણી સુરતમાં સુરતી સૌરાષ્ટ્રમાં કાઠિયાવાડી એવી રીતે ગુજરાતી ભાષામાં પણ વિવિધતા જોવા મળે છે પણ હાલ બીજી ભાષાઓ પણ અંગ્રેજી ભાષાનું પ્રભુત્વ જોવા મળે છે તેના લીધે ગુજરાતી ભાષાનો ઉપયોગ ઓછો થતો જોવા મળે છે શાળાઓમાં પણ એવું વળગણ છે કે તેઓ પોતાના બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણાવે તેથી બાળક પોતાની માતૃભાષા ભૂલી રહ્યો છે આ કાર્યક્રમની જરૂરિયાત એટલા માટે જ ઊભી થઈ છે કે લોકો પોતાની માતૃભાષાને જાણે અને ગુજરાતી ભાષા પ્રત્યે એમનો પ્રેમ જળવાઈ રહે તે જરૂરી છે